આપણે બધા ભારત દેશમાં રહીએ છીએ અને હિન્દુ જાતિથી આપણે લોકો હિન્દુ જાતિના કહેવાયા છીએ હવે હિન્દુ ધરમમાં પણ કેટલા કેટલા ધરમ સંપ્રદાયો આવેલા છે અલગ અલગ આપણે જૈન કહીએ કે યા પછી શું કેવું તમે સ્વામીનારાયણ કહો યા અલગ અલગ ધર્મમાંથી બધા લોકો આવી રહ્યા છે હવે ધરમના નામ પર લોકો એટલા પાખંડી બની ગયા છે કે પ્રસાદના નામથી લઈને તમે કોઈ પણ મંદિરે જાઓ તો પ્રસાદીના પણ હવે પૈસા લાગી ગયા છે એવા નકલીઓ સાધુઓ સ્વા સાધ્વીઓ બધા લોકોને બનીને અમુક છેતરપિંડી પણ કરી રહ્યા છે ધરમ ખોટી ખોટી અંધશ્રદ્ધા ફેલા ફેલાવામાં આવી રહી છે અને અંધશ્રદ્ધામાં લોકો એટલા બધા ઉતરી ગયા છે કે એ લોકોને સાચું ખોટું શું તેનું ધ્યાન રહ્યું જ નથી લોકો આજે અંધશ્રદ્ધામાં ધર્મ ધર્મના નામ પર કેટલા લોકો લુંટે છે કેટલા પાખંડીઓ બનતા જાય છે કે જેને કોઈને સમજાતું જ નથી આપણે કોઈ પણ સ્થળે જઈએ યા કોઈ પણ ધાર્મિક પ્લેસ પર પર જઈએ ત્યાં આપણે કપડા કઈ રીતે પહેરવા જોઈએ એનું પણ અમુક લોકોને ભાન રહેતું નથી અને ત્યાંનાં ધરમ ગુરુઓ જે સ્વામી બનીને આજકાલના બેઠેલા હોય છે તે સ્ત્રીઓનું શોષણ પણ કરી રહ્યા છે બાળમજૂરી પણ કરાવી રહ્યા છે ઘણું બધું ખરાબ આચરણ થઈ રહ્યું છે હવે આ ધરમના નામ પર ભગવાન તો કહેતો નથી કે આ બધું કરવું જોઈએ તમે આટલા મંદિર જાઓ તો આમ આટલા પૈસા ભરશો તો આ કામ પૂરા થશે પેલા કામ પૂરા થશે પણ આજે હવે આ કળિયુગ ચાલી રહ્યો છે તો જેમાં લોકો નથી શું અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવી રહ્યા અને તેમાં વધારે ને વધારે ઊંડા ઉતરતા જાય છે હવે અંધશ્રદ્ધાના નામ પર લોકો પૈસા તો વેચે જ છે પ્લસ શું કહેવાય પ્રસાદી તમે સમજી લો ક્યાંક કંઈક ભગવાનની વસ્તુઓ આપણે કંઈ ખરીદી કરવી હોય એ પણ ભગવાનના નામ પર એક બિઝનસ જ ચલાવી રહ્યા છે કેટલી બધી અબલા નારીઓનું જાતિય શોષણ પણ થાય છે મોટા મોટા આશ્રમ બનાવે છે આશ્રમ બનાવીને ત્યાં એમને બોલાવીને એમનો ગેરલાભ થાય છે એટલે ધરમ આપણા હિન્દુ હિન્દુ ધરમમાં ઘણા બધા ધર્મો અલગ અલગ છે જે ભગવાન પોતે નથી કઈ રહ્યા કે મારા નામે તમે આ બધું કરો પણ અત્યારે બધા ધરમના સંપ્રદાયના લોકો એવા ખરાબ નીતિને માર્ગે વળી ગયા છે કે એમને સાચું શું ખોટું શું કંઈ સમજમાં પણ નથી આવતું અને હા અમુક લોકોનો તો આ પ્લાન જ હોય છે કે પૈસા કઈ રીતે આપણે મેળવવા જોઈએ અને નામ મોટું કરવા માટે પછી ભલે પોલિટીક્સ એમાં રમવી હોય પોલિટીક્સમાં જવું હોય એક મોટું ઝુંડ બનાવવા માટે લોકોની છેતરપિંડી કરી રહ્યા છે ગરીબ માણસો તો બિચારા આમાં ફસાઈ જ ગયા છે પણ એજ્યુકેટેડ લોકો પણ આ અંધશ્રદ્ધામાં આવી ગયા છે એટલે ધરમના નામે અલગ અલગ ખોટા ખોટા પાપ થઈ રહ્યા છે જેને બધાએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે અને અન્યાય સામે ન્યાય માટે લડવાની પણ ખૂબ જ જરૂરી છે કારણ કે આજે ધર્મના નામે ઘણું બધું એવું થઈ રહ્યું છે જે આપણા દેશમાં ના થવું જોઈએ એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અન્યાય સામે લડીએ તો વધારે સારું રહેશે લોકોને જાગૃત કરવા પણ ખૂબ જરૂરી છે